ખેડૂતની કુશળ શ્રમ શોધવા અને જાળવી રાખવા એટલે હાલ ખેતીમાં એવું છે

મજૂરી બહુ ઓછી મળતી હોય છે ને શહેરમાં જાય તો મજૂરી વધતી હોય છે અને એટલા માટે મજૂરો શોધવાના અઘરા પડે છે ત્યારે ખેતીમાં થોડો ઘટાડો થાય છે તો જાતે ખેતી કરવા પડે છે જાતે હળ ચલાવવું પડે જાતે ઘાસ નિંદવાનું પડે પછી જાતે ખાતર નાખવું પડે જાતે દવા છાંટવી પડે પછી બીજું એમાં છોડને પાણી પાવાનું હોય પાછું ફરી વાર ખાતર નાખવાનું ફરી વાર દવા છાંટવાની આ રીતના કરીએ અને ત્યાર પછી કેટલા મજૂરોની રાહ જોતા હોય છે એટલે શહેરમાં કામ ઓછું થાય તો એમ મજૂરો મળી શકે છે મોટા ભાગે નથી મળતા અને બહુ ઓછા મળે છે એમાં આપણે થોડી આજેવું પડે છે અને હવે ખેતીમાં ઘટાળો મોટા ભાગે થઈ રહ્યો છે જે પહેલાંના ખેડૂતો હતા એમાં ખેતી કરતા અને મોટા ભાગે કોઈ શહેરનું મજૂરીએ ના જતો હતો અને હવે આનામાં આપણે જાતે ખેતી કરવી પડશે હમણાં હાલમાં